હાલો હં હાર્દિક ભાઈ કેમ છો મજામાં હં ટીવી સિરિયલ જુઓ છો કે નથી જોતા હં હં અત્યારે શું વધારે શું ચાલી રહ્યું છે ટીવી સિરિયલમાં હં હં કેવું ટાઈમિંગ બાઈમિંગ શું છે એનો હં હં કયું વધારે એમાં છે કયો કેરેક્ટર વધારે સારો છે બરોબર કયા આમ હું તો બહુ ધ્યાન આપતો નથી સિરિયલ ટીવીમાં એટલા માટે તમને વધારે ખબર હશે એમાં તારક મહેતા જ સારું છે બરાબર એમાં કયા કયા કેરેક્ટર કયા સારા આવે છે હં હં હં હં કોમેડી પણ એમાં સારું આવે છે હં અને પાછી આપણાં ગુજરાતી લોકો જ છે એમાં બી હં બધા ગુજરાતના જ રહેવાસી છે હં હં ગોકુલ ધામમાં બી નવી નવી ફંક્શનો થતાં રહે છે હં હં આપણા જેવા ગુજરાતી તહેવારો જ મનાવવામાં આવે છે એમાં પણ હં હં તમે રોજ જુઓ છો હા હા નવા નવા એપિસોડ કયા વારે આવે છે એમાં ઓહોહો તો આ તો પતવાનું નથી આવા આવ્યા જ કરશે એમને રેગ્યુલર જ હા બરાબર એમાં હાથી ભાઈ પણ સારું એવું પરફોર્મન્સ કરે છે હા જેમકે ઓલો સોઢી છે એવી રીતે ઍૈયર પણ સારો છે હં જેમકે જેઠાલાલ બબીતા પાછળ આમ પાગલ થઈ જાય છે એવી રીતે રોજ નવા ને નવા એમાં ઝઘડા થતાં રહે રોજ કોમેડી થતી રહે છે હા હા હા બરાબર બીજું કાંઈ હા હા પણ સૌથી સારી તો તારક મહેતા જ છે બરાબર ધન્યવાદ તમે આના વિશે જણાવ્યું એના માટે ના ના આ તો મેં આ જાણવા માટે જ મેં કીધું અત્યારે હાલ ટીવી સિરિયલમાં શું વધારે ચાલે છે એટલા માટે જ ફોન કર્યો તો બરાબર સારું ચાલો ધન્યવાદ તમારો